મારો જીવનમાં સૌથી ઊંચો વિક્રમ હોયને તો ઈ છે મારે આપણી ઈન્ડીયન ગવર્મેન્ટમાં જેમકે ફોર્સીસ હોય જેવી કે પોલીસ ફોર્સ છે ઈન્ડીયન નેવી છે ઈન્ડીયન આર્મી છે પછી એરફોર્સ છે એવી ગમે તે ગમે એ એક ફોર્સમાં મારે મારું જીવન વીતાવવાનું છે અટલે એ પ્રમાણે હું એ મારો સૌથી ઊંચો વિક્રમ છે ત્રણેયમાંથી એકમાં મારે જવું છે એટલે એ પ્રમાણે હું મારી રોજ હું રનિંગ ચાલુ રાખું છું હું રોજ માટે લગભગ દસથી પંદર કિલોમીટર જેટલું રનિંગ કરું છું રોજ માટે એના એક શિડયુલ હોય છે જે પ્રતિદિન હું ફોલો કરું છું એ શિડયુલ પ્રમાણે મારે કઈ રીતે આજે શું દોડવું છે દર મન્ડે ટયૂઝડે વેનસડે એ દિન પ્રતિદિન કેવી રીતે દોડવું છે એ હું એમાં ઈન્વોલ્વડ કરું છું અને આગળ ને આગળ વધતો જાઉ છું એમાં કેટલું દોડવું કેટલું નહીં જેમકે આજે મન્ડે છે તો મારે ચારસો મીટરની રિલે રેસ કરવાની હોય તો એ પ્રમાણે ભાઈબંધો સાથે હું કરું છું અને એ રિલે રેસમાં એક ને ચારસોને ત્રણ સ્પ્રિન્ટ મારુ છું ચાર સ્પ્રિન્ટ મારુ છું પાછું મંગળવારે હોય ફ્રી ડે તો ખાલી સ્પ્રિન્ટુ મારવાની હોય છે પછી બુધવાર હોય તો તો મારે હિલ રનિંગ માટે અમારા જુનાગઢનું છે કે દાતારી હિલ પર્વત ત્યાં હું દર ગુરુવારે જઉં છું અને ત્યાં હિલ રનિંગ કરું છું એનો હિલ ટ્રેક બહુ સારો છે એટલે એ બહુ સારું થાય છે જે રનિંગ માટે બેસ્ટ છે અને તમારા રનિંગને ઓલું કરાવે છે એટલે એ સારું છે એમાં આપણે કરીએ તો રનિંગ પછી હિલ રનિંગ માટે મારે ગુરુવાર ગુરુવારમાં શુક્રવાર પછી હું ત્યાં એ લોંગ રનિંગ કરું છું જે વીસ કિલોમીટર છે જેમકે આખું એક બાયપાસ થઈને એટલે ફરીને બાય જુનાગઢનો એક આખો ચક્કર લગાવું છું એ જે પંદર વીસ કિલોમીટર જેટલો થઈ જાય છે તેથી એ પ્રમાણે હું આગળ ને આગળ છે